ટેક્નોલૉજીની મદદથી ખેતીના પાકની ઉપજ વધારવા રસાયણનો ઉપયોગ ઉપયોગ ઘટાડવા અને ખેતીને વધુ કાર્યક્ષમ બનાવવા મદદ કરે છે તેમજ ડેરી ઉત્પાદનમાં સ્વયં સંચાલિત મિલ્કિંગ સીસ્ટમ સીસ્ટમ જે છે એનાથી કાર્યક્ષમતા અને ગાયની સુખાકારીમાં વધારો થાય છે તેમાં માહિતી આધારિત પસંદગીથી ચોકસાઈ પૂર્વક ખોરાક ખોરાક આપી અને તેમનું પોષણ વધારી અને આપણે એમાં પણ વધારો કરી શકીએ છીએ